સામાન્ય રીતે કોઈપણ વિસ્તારનો વિકાસ એ તેના વ્યાપાર ઉપર આધારિત હોય છે અ સ્થાનિક અર્થતંત્ર ઉપર ઘણો આધાર રાખવામાં આવે છે એટલે વ્યાપાર એ જ મુખ્ય કારણ હોય છે અ આર્થિક વિકાસનું એના હિસાબે નોકરીઓનો એક અવકાશ ઊભો થાય છે લોકોને રોજગારી મળે એમાંથી આવક ઊભી થાય એ આવકના હિસાબે લોકો બે પૈસા બચાવી શકે અને પોતાનું રોકાણ ક્યાંક કરી શકે આવકથી સામાન્ય પરિવારોનો વિકાસ થાય અલ્ટિમેટલી જયાં સુધી કોઈ રાજયમાં વ્યાપાર ધંધા નહીં હોય એવા રાજયમાં તેનો વિકાસ થવો ઘણો અઘરો હોય છે એટલે મારૂં પોતાનું અંગત એવું માનવું છે જે તે વિસ્તારનો વિકાસ એ તેનાં સ્થાનિક વ્યાપાર ધંધા અને અર્થતંત્ર ઉપર હોય છે જેટલું જેનો વ્યાપાર ધંધો સારો અર્થતંત્રનો રેટ ઊંચો એમ એ વિસ્તારનો વિકાસ લોકોનો વિકાસ લોકોની આવક વધશે રોજગારીની તકો વધશે અને એ લોકોનું સામાન્ય જીવનધોરણ ઊંચુ આવશે